હલો હા હિતિસા મેડમ હા મારે હમણાં જે ઈડીપેડન્સ ડે આવવાનો છે તો તેના માટે તમે કોઈ ક વિચાર રાખ્યા છે ક્લાસમાં શું કરવું જોઈએ હા આભી બો જ સારું વિચાર છે હું વિચારતી હતી કે અમે લોકો નીચે બુધવારે જે એમટી પ્રિયડ હોય છે તેમાં સ્ટેજ પર ડાન્સ કૉપીટીશન અને માચ ફાંસ અને ફલા હોસ્ટીંગ માટે સ્ટુડન્ટને પ્રોત્સાહિત કરી શકીએ બરાબર તો હું વિચારતી હતી કે આ વખતે ચીફ ગેસ્ટમાં કોને બોલાવી શકીએ તો તમને કોઈ ઓળખાણમાં છે અચ્છા તો એમની સાથે તમે વાત કરી લેજો કે કઈ ડેટે અમે ઇવેંટ કરવાના છે તો એ હિસાબે બધું મેનેજ થઈ જાય બોજ સારો આઇડિયા છે આ સ્ટુડન્ટ પર એક સારો ઇમ્પેક લાવી શકે છે તો અમે લોકો કાલની મિટિંગમાં આ બધું ડિસ્કશન કરીશું ઓકે સારું ચલો બાય